હું પાછલા એક કલાકથી અહીંયા ઉભો છું ટેક્સી બુક કરાવ્યે લગભગ એક કલાક જેવું થઇ ગયું છે અને મારે અર્જન્ટ કામ હોવાથી બહાર જવાનું છે તો તમે હજી સુધી કેમ નથી આવ્યા તમે મને જણાવશો કે તમે શા માટે આટલા લેટ થયા છો અને જો તમારાથી ના અવાય તો મને કહો હા એવું હા તો તમે મને જાણ કરશો ફોન લગાવો કેટલી વાર લાગશે તમને અહીંયા આવવામાં અને તમારાથી ના અવાય તો મને કહો તો મને ખબર પડે કે મારે કેવી રીતે મારી જગ્યા ઉપર જવું અને મારે લેટ થાય છે એટલા માટે તમને ફોન લગાવું છું હા તો તમે ફટાફટ આવો અને મારે જવાનું છે ઇમરજન્સી કામ છે એટલા માટે હા ઓકે